રામકૃષ્ણ ટેડિંગમાંથી ચંદુભઈ બોલો ચંદુભઈ શું કહે મજામાં કેમ છો હા હવે વાત એ કરવાની હતી કે હું તમારી પાસેથી બી ટી કપાસ નું બિયારણ લઇ ગયો હતો બરાબરને એ બિયારણ બહુ સારું નીકળ્યું છે જે એનું વાવેતર વાવી તો દીધા છે અને નિયમિતપણે પાણી પણ આપીએ છીએ ખૂબ જ સારું બિયારણ છે અને ક્મ્પલીટ સંપૂર્ણ ઉગી ગયું છે જો નિયમિતપણે પાણી અને દવાઓનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ જ સારો કપાસ તેમાં થાચ છે જય જે લઇ ગયો હતો ને એ બહુ સારું છે એટલે તમે આપણે બીજા પણ ખેડૂતોને આપજો ખૂબ જ સારું છે બિયારણ મેં પણ વાપરેલું છે અને અમારા આજુબાજુના જે પણ કોઇ ખેડૂત ભાઈઓ છે એમને પણ સજેશન આપ્યું છે કે જયનું કપાસનું બિયારણ વાપરો ખૂબ જ સારું છે અને ઉગવામાં પણ સારું છે અને વૃદ્ધિઓ પણ સારી છે ભલે સારું